પચીસ ડિસેમ્બર ઓગણીસસો બાવન અગિયાર સપ્ટેમ્બર ઓગણીસસો એક્યાશી તેર જૂન ઓગણીસસો ત્યાંશી પંદર ઓગસ્ટ ઓગણીસસો સુડતાલીસ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસસો પચાસ